અમારા વિસ્તારમાં ભરત અને ગુંથણનું કામ ખૂબ જ પ્રખ્યાત છે અને ચિત્રકલામાં પણ ખૂબ જ પ્રસિદ્ધ છે જ્યારે બીજા વિસ્તારો શિલ્પકલા અને માટી કામ માટે જાણીતા છે ભરતકામ અને ગૂંથણમાં આમ જીણવટભર્યું કામ જોઈએ છે તે કામ અમારા વિસ્તારની સ્ત્રીઓ ખૂબ જ સારી રીતે કરી શકે છે જ્યારે અન્ય વિસ્તારની કલાઓમાં આટલું જીણવટભર્યું કામ થતું નથી તે કારણે અમારા કલા સ્વરૂપ કલા સ્વરૂપો કે હસ્તકલા અન્ય સ્થળ કરતાં જુદા છે